હલો નમસ્કાર નમસ્કાર

હા હા તમારો ખ્યાલ બહુ ઉત્તમ છે આના વિશે મને ઘણા વિચારો આવી રહ્યા છે આમ અત્યારે સુગર પણ આમ બહુ ઈન્જર કરે છે ને બધા બહુ ઓછું લે છે તો એની જગ્યાએ તો ગળનું ઉત્પાદન આપણે કરીએ અને લોકોમાં એવી જાગૃતતા ફેલાવી કે તમે શુગર છોડી શકો છો ને આ ગળનો વધારે ઉપયોગ કરી શકો છો તો આપણી સેલિંગ પણ એ સારી એવી થાય તો આ મારો હા

વાંધો નહીં તો એના માટે આપણે જે રકમ છે અને મજૂરો છે એની વ્યવસ્થા આપણે જાતે જ કરવી પડશે તો એના માટે તમારો કોઈ છે જાણીતું વાંધો નહીં તો તમે વાત કરી જોવો તો આપણે કાલે મળીએ અને આ વિષય ઉપરની કંઈક હા સારું વાંધો નહીં